હું વાત કરું મધ્ય ગુજરાતની તો હાલ વેકેશનમાં હું મારા ફેમિલી મેમ્બર્સ સાથે મધ્ય ગુજરાતમાં આવેલા સાપુતારાની મુલાકાત કરવા ગઈ હતી જ્યાં સાત સાત પુડાઓમાંથી સાત પર્વતમાળામાંથી બનેલી પર્વતમાળા છે ત્યાંના ત્યાં જૈન દેરાસરો આવેલા છે ત્યાંની માન્યતા મુજબ ત્યાં જૈન મંદિરો જોવા મળે છે અને ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સુંદર છે ઝરણાઓ અને વનસ્પતિઓ ખૂબ જ સરસ છે માત્ર મધ્ય ગુજરાતને જ શું ત્યારબાદ વાત કરીએ તો પૂરા ગુજરાતમાં કેવા ઘણા ખરા એવા સ્થળો છે કે જે જોવાલાયક છે હવે વાત કરીએ ધાર્મિક સ્થળો ધાર્મિક સ્થળોમાં જોવા જઈએ તો દ્વારિકા દ્વારિકામાં જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર જે ખૂબ જ ધાર્મિક અને પૌરાણિક મંદિર છે મંદી મંદિરની સુંદરતાની તો શું વાત જ કરવી ત્યાંની ધાર્મિક માન્યતા ખૂબ જ જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો સુદર્શન સેતુ હાલ નવું બંધાયેલું સુદર્શન સેતુ અત્યંત સુંદર અને રમણીય છે ત્યારબાદ ત્યાંથી નજીક આવેલું શિવરાજપુર બીચ શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે અને ત્યારબાદ વાત કરીએ તો બેટ દ્વારિકા બેટ દ્વારિકા બોટિંગ માટે ખૂબ જ જાણીતું છે જ્યાં હાલ નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વાત કરીએ તો બાર જ્યોતિર્લિંગમાં નું એક જ્યોતિર્લિંગ જે છે તે સ્થળ એટલે કે સોમનાથ સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ વિશાળ અને સુંદર છે તાન ત્યાંની માન્યતા ખૂબ જ છે ત્યાં જોવા જઈએ તો સુંદર રમણીય દરિયાકિનારો અને તેનું મંદિરનું કેમ્પસ ખૂબ જ સુંદર છે ત્યારબાદ વાત કરીએ તો જુનાગઢ જુનાગઢમાં જોવા જઈએ તો વિનિંગન ડેમ ગીરનાર પર્વત ભવનાથ વગેરે જોવા જઈએ તો ધાર્મિક લોકો ઉનાળાની ઉનાળાની સિઝનમાં જુનાગઢ તેમજ શિવરાજપુર બીચ જેવા ધાર્મિક લોકો ધાર્મિક લોકો ધાર્મિક લોકો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લેતા હોય છે જેમકે ભાલકા તીર્થ સોમનાથ દ્વારિકા વગેરે સ્થળોની મુલાકાત લેવા માટે ધાર્મિક લોકો અવારનવાર આવતા હોય છે અને કેટલીક વખતે એવું થાય છે કે જ્યારે ચોમાસાની સિઝનમાં સાતપુડા વગેરે જેવા તુલસીશ્યામ જેવા સ્થળોએ લોકો પ્રવાસ કરવાનો પસંદ કરતાં હોય છે કારણ તેનું કારણ માત્ર એક જ છે કે લોકોને લોકોને પ્રાકૃતિક વાતાવરણ ચોમાસાની સિઝનમાં જોવા મળતું હોય છે જ્યારે બીજા સ બીજી સિઝનમાં અને ત્યારબાદ વાત કરું તો જુનાગઢમાં આવેલા અડી કડી વાવ નવ ખરકોટ જે ઉપરકોટમાં આવેલું છે ઉપરકોટનું નવનિર્માણ હમણાં જ તાજેતરમાં કરાયેલું હોવાથી ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે પ્રવાસીઓએ પણ પ્રવાસીઓને અડી કડી વાવ નવ ઘણ કૂવો પછી ત્યાંના અશોકનો શીલાલેખ જૈન દેરાસરો વગેરે જોવા મળતા હોય છે અને ત્યાં લોકો મતલબ રાણીની વાવ છે અને ત્યાં રાજાનો મહેલ છે ત્યાં એવી માન્યતા છે કે અહીંયાં પહેલાં રાજા મહારાજાઓમાં ઉંચાણ પરનું ઉંચાણ ઉપર તેનો મહેલ બનાવતા હતા જેથી કરીને લોકો અને તેમના નગરની ધ્યાન રાખી શકાય તેની રચના ખૂબ જ સરસ છે અને ત્યારબાદ વાત કરીએ તો ગીરનાર ગીરનાર ગીરનારની લોક લી પરિક્રમામાં પ્રવાસીઓ ખૂબ જ જોડાતા હોય છે અને ત્યારબાદ લીલી પરિક્રમા ની માન્યતા ખૂબ જ છે જેમાં મોટી સંખ્યામાં બીજા રાજ્યમાંથી પણ લોકો તેમાં જોડાય છે અને ત્યારબાદ વાત કરું તો છે કે ગીરનાર ગીરનારમાં જોઈએ તો રોપવે રોપવે છે અને ત્યારબાદ રોપવેમાં નીચેથી લઈને અંબાજી સુધી રોપવે છે અને ત્યારબાદ અંબાજીથી લઈને ગુરબીજા બ્રીજ સુધી જેમાં કમંડલ કુંડ પછી જૈન દેરાસરો ભૂતની ગુફાઓ વગેરે આનો સમાવેશ થાય છે અને ત્યારબાદ વાત કરીએ તો સખીરા કાળ છે સખીરા કાળમાં કોયલા બીર મંદિર છે વગેરે જેવા મંદિર છે જેના પગથિયાં સખીદાતાના પગથિયા અંદાજીત ત્રણ હજાર છસો જેટલા છે અને જ્યારે ગીરનાર પર્વતના પગથિયા અંદાજીત નવ હજાર નવસો નવ્વાણું છે તેવી માન્યતા છે